હા મહેશભાઈ અમારી સાથે બસ પાંચ મિનિટ પહેલાં જ અહીંયાથી નીકળ્યા છે એવું હોય તો તમે એમને તમારી રીતે વાત કરી શકો છો મેં એમનો નંબર પણ લીધો છે સાચું કહું તો ઘણી વખત મને એવું લાગે કે આવી રીતે જઈએ નવી જગ્યાએ તો મને ઉતારો આપવા માટે જો આવા ત્યાંનાં લોકલ પબ્લિકની જો જરૂર પડે તો હું એ આપણા મહેશભાઈની મદદ લઈશ તો એટલું જણાવવા માગું ફરી એકવાર કે એમને થાય એટલું પ્રોત્સાહન આપો થાય એટલું એમનો વધારો કરો એમને બઢોતી આપો એમને પગાર વધારો કરો કેમ કે હું ખરેખર ખૂબ જ હૃદયથી કહું છું કે ખૂબ જ સારા વ્યક્તિ છે ખૂબ નિષ્ઠાપૂર્વક એમને પોતાનું કાર્ય કર્યું છે અને ડ્રાઇવિંગ પણ એમનું ખૂબ જ સરસ હતું કઈ જગ્યાએ અમને એવું નથી લાગ્યું કે અમે લોકો કશે ઠોકાઈ જઈશું કે પડી જઈશું સામાન્ય રીતે વાત બરાબર છે કે આવા આવી રીતના જ બધા ગાડીચાલકો હોવા જોઈએ અને હોય છે પરંતુ જયારે આવી પરિસ્થિતિમાં અમે પોતે હોઈએ ત્યારે અમને એવું લાગે કે ના ના અમારે લોકોએ આ લોકોને બિરદાવવા જોઈએ જી રાતના સમયે પણ એમણે ત્યાં સુધી અમારી સાથે રહ્યા જ્યાં સુધી અમને એક જગ્યાએ રહેવા માટે જગ્યા ન મળી ગઈ ખૂબ આભાર થેન્ક્યુ સો મચ ઓકે